ખેતીમાં આમ તો ઘણી બધી એવી બાબતો છે કે જે અ મને લાગે છે કે એના વિશે ઘણા બધા લોકો જાણે અને એનામાં એમાં સુધાર લાવે પરંતુ એમાંની એક બાબત એ છે કે ઍગ્રિકલ્ચર બામાં જે નૅચરલ ખેતી પહેલાંના સમયમાં જે થતી હતી એ અત્યારે બિલકુલ થતી નથી પહેલાંના સમયમાં બળદથી ખેતી થતી હતી અને પાણી વગરનાં અનાજ ઉ ઉગી જતાં હતાં પાકી પણ જતાં હતાં જેને પાણી આપવાની જરૂર નહોતી પડતી કારણ કે જમીનની અંદર એટલો ભેજ અને એટલી પોષણ હતું કે પાકને પાકે ત્યાં સુધી એને પોષણ મળી રહેતું હતું એની સામે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે યુરિયા ખાતર સિવાય અત્યારે કોઇપણ અનાજ પાકતું નથી યુરિયા સા ખાતરની સાથે સાથે અ કીટનાશક દવાઓ અને અ વૃદ્ધિ પામે વિકાસ પામે છોડ એવી દવાઓનો બહુ મોટાં પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તો આ એક જ બાબત એવી છે કે જેનાં વિશે હું ઈચ્છું છું કે ઘણા વધારેમાં વધારે લોકો જાણે અને એમાં સુધાર લાવે કે કીટનાશક કે જંતુનાશક દવાઓ કે છોડના વિકાસ માટેની જે દવાઓ છે એનો ઉપયોગ એકદમ ઓછો કરે ઑર્ગેનિક ખેતી તરફ વળે છાણનું ખાતર જો જમીનમાં ભરવામાં આવે તો એમાંથી ઘણું બધું પોષણ જમીનમાં સંગ્રહ થતું હોય છે અને જે પાકને પાકે ત્યાં સુધી એનો ખૂબ જ ફાયદો થતો હોય છે અને એ પાક એકદમ પૌષ્ટિક અને નૅચરલ હોય છે જ્યારે દવાઓથી ઉગાડેલી કોઇપણ ધાન્ય પાક હોય છે એ ધાન્ય પાકમાં અ પોષક તત્ત્વો ઘટી જતાં હોય છે પરંતુ હૅલ્થને હાનિકારક તત્ત્વોનું પ્રમાણ પણ વધી જતું હોય છે આજના યુગમાં જે કેન્સર જેવી ભયાનક બીમારીઓનું વધવાનું કારણ ઍગ્રિકલ્ચર ક્ષેત્રે જે કૅમિકલ્સનો ઉપયોગ થાય છે એ મહત્ત્વનો ભાગ છે કે જેનાં કારણે લોકોમાં કૅન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે તો આ એક એવી બાબત છે કે જે હું લોકો વધારે લોકો જાણે એ મારા માટે ખૂબ મહત્ત્વનું છે કારણ કે ઍગ્રિકલ્ચર ક્ષેત્રે અ વિકાસની સાથે સાથે એમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે જે દિશામાં અત્યારે ઍગ્રિકલ્ચર જઈ રહ્યું છે ભવિષ્યમાં માનવનાં હૅલ્થ માટે ખૂબ જ હાનિકારક હશે